હેલો મેડમ હું ચિરાગ બોલું મેં આઠ વાગે ઓર્ડર કર્યો હતો અને ત્યારે મને ડિલીવરી ટાઈમ વીસ મિનિટ બતાવતું જે અત્યારે પોણી કલાક થઈ ગઈ આટલું બધુ લેટ થયો તો પણ હજુ ઓર્ડર આવ્યો નથી તો મેં હોટલવાળાને પણ કોલ કર્યો એ પણ ફોન રિસીવ નથી કરતા અને સ્વિગીના ડિલેવરી બૉયને પણ કોલ કર્યો તો એ પણ રિસીવ નથી કરતા અને મેં માંથી આ ઓર્ડર મંગાવ્યો હતો તો તમે ઝડપથી મને ઓર્ડર ડિલીવરી કરાવડાવો કાં તો પછી તમે ઓર્ડર કેન્સલ કરો યા તો પછી મને રિફંડ અપાવો